આમ તો ઘણું બધું ઓનલાઈન મંગાવતી હોવ છું પરંતુ તે વસ્તુ ગુણવત્તામાં સારી ન નીકળી હોય તેવું આ વખતે મારી સાથે બન્યું મેં હેડફોન નોંધાવ્યા હતા જ્યારે તે મને મળ્યા ત્યારે હું ખૂબ જ ખુશ હતી પરંતુ ખોલી ને દેખ્યું તો મારી ખુશી સહેજ પણ રહી નહીં તેની ગુણવત્તા સારી હતી નહીં અને તે મને મોડા મળ્યા જે તારીખે મને મળવાના હતા તે તેનાથી ત્રણ દિવસ મોડા મળ્યા કુરિયર પણ રસ્તામાં આવતા ખુલી ગયેલું હોય તેવું લાગ્યું તેમાં અવાજ સાંભ સાંભળ્યો તો અવાજ પણ સરખો આવતો નહોતો તેનો દેખાવ પણ જેવો મેં પસંદ કર્યું હતું તેનાથી એકદમ અલગ હતો એકબાજુથી તે થોડુક તૂટેલું પણ હતું એવું લાગતું હતું કે ક્યાંક પછડાયું હોય